ગુજરાત વિશે પ્રવાસીઓને ગેરમાન્યતાઓ થતી હોય છે અમુક રૂઢ થયેલી બાબતો એની સાથે જોડાયેલી છે પણ વસ્તુને આપણે જો ક્લિયર કરવા જઈએ તો આમાંથી ઘણી એવી ગેરમાન્યતાઓ છે જે ગુજરાત અથવા તો ગુજરાતનાં પ્રવાસી સ્થળો છે એની સાથે જોડાયેલી છે સૌથી પહેલાં વાત કરીએ તો લોકોને એવું હતું કે ગુજરાતની અંદર ફક્ત ધાર્મિક ફરવા લાયક સ્થળો છે બાકીનાં કોઈ ફરવા લાયક સ્થળો છે નહીં પણ એવું નથી ધાર્મિક સ્થળોની સાથે સાથે બીજા પણ ઘણાં ઘણાં એવાં સ્થળો છે કે જે ફરવા લાયક છે જેવી જેમકે વાત કરીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગુજરાત સરકારે ફરવા માટે ઊભું કરાયેલું એક એવું સ્થળ છે કે જેની અંદર બધાં રાજ્યોમાંથી લોકો આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી ઊંચી પ્રતિમા ત્યાં સ્થાપિત કરેલી છે અને એમાં સરકારે સ્પેસિયલી એવું ધ્યાન રાખ્યું છે કે ત્યાંનાં રસ્તાઓ એકદમ પહોળા છે જ્યારે વેકેશન કે રજાના દિવસો હોય ત્યારે ત્યાં ખૂબ પબ્લિક આવતું હોય લાખોની સંખ્યામાં લોકો આવે છતાં પણ ત્યાં ભીડભાડ કે એવું કંઈ ત્યાં નથી થતી અને લોકોને એક સારી સુવિધા ત્યાં મળી શકે છે બીજી વાત કરીએ આપણે તો જુનાગઢની તો જુનાગઢમાં ગિરનાર ઉપર એવું હતું કે ત્યાં દસ હજાર પગથિયા છે તો લોકો બહારથી આવતાં લોકોને એવું થતું કે અમે ત્યાં પગથિયાં ચઢીને તો કઈ રીતે જઈ શકીએ તો ગુજરાત સરકારે ત્યાં એવી સુવિધાઓ ઊભી કરી છે કે ત્યાં હવે લોકો બીજી સારી રીતે પણ ત્યાં જઈ શકે છે જેમકે લિફ્ટ અને બધી વસ્તુનું ત્યાં સુવિધાઓ કરેલી છે એ પછી એની જુનાગઢથી થોડાક આગળ ગિરનારથી થોડાક આગળ આવીએ તો સોમનાથ મંદિર છે સોમનાથ મંદિરની પણ ખૂબ ચોક્ખાઈને બધી વસ્તુઓ રાખેલી છે